આજે હું વાત કરીશ મારી લાઈફની બેસ્ટ જર્ની કહેવાય કે જે મેં મારા ફ્રેન્ડ્સ જોડે બરોડામાં કરી હતી અને એ જર્નીની સ્ટાર્ટ ક્યારથી થઈ હતી કે બરોડાની એમ એસ યુનિવર્સીટીમાંથી આવેલા કોર્ડીનેટર્સ એટલે કે જે લોકો ફૂટ પ્રિન્ટસ ટવેન્ટી ટવેન્ટીનું આયોજન કરે છે એ લોકો દ્વારા જે છે ઘણી બધી ઇવેન્ટ એ છે પ્રિપેર કરવામાં આવેલી હતી એમાં એ લોકો અમને ઇન્વાઇટ કરવા માટે આવેલા હતા અને અને એ લોકોએ અમને બધું એક્સપ્લેન કર્યું કે ત્યાં કોન્સર્ટ હોય છે ઘણી એવી ઇવેન્ટ હોય છે એમાં તમે પાર્ટિસિપેટ થાવ અને તમે ખૂબ એન્જોય કરો અને કોલેજ લાઈફ જે છે એમાં તમે મેમોરીઝ બનાવો અને ફ્રેન્ડ્સ જોડે બહાર જવા મળે તો વધારે મજા આવાની જ છે એતો ઓબવિયસ છે તો એ માટે અમે લોકો જે છે એ બરોડા જાવા માટે રેડી થયા હતા તો એમાં અમે લોકો નવ મેમ્બર હતા એમાં અમે ચાર ગર્લ્સ હતી અને પાંચ બોય્ઝ હતા અને બધા જ જે છે એ અલગ અલગ ફિલ્ડના હતા સીએસ હતા પછી છે મેકેનિકલ એન્જીનીયર હતા ઈલેકટ્રીકલ એન્જીનીયર હતા અને બટ અમારા બધાના મેન્ટલી અમે એટલા બધા જે છે હળી મળીને રહેતા હતા અને અમારા બધાને ઇન્ટ્રેસ્ટ એટલી મેચ થતી હતી ને એના માટે અમે લોકોએ ટ્રીપ કરી હતી અને આ ટ્રીપમાં અમને બહુ મજા આવી હતી એ લોકો એ જે અમને એક્સપ્લેન કર્યું ને એમાં અમે બહુ શું કહેવાય કે ઇન્વોલ્વ થયા અને એન્જોય કર્યું તો એના માટે અમે અહીંથી ટ્રેનમાં ગયેલા હતા તો ટ્રેનમાં ગયેલા એટલે અમે રાતે ટ્રેનમાં ગયેલા હતા તો અમે આખી રાત ટ્રેનમાં જાગીને ગયેલા હતા અને એટલું એન્જોય કરેલું હતું પ્લસ ત્યાં અમે જુદા જુદા પડી જતા તો એક બીજાને ગોતવા મંડતા ટાઈમ જતો હતો અને ટ્રેનમાં પરાતે બીક પણ લાગે બોંબ બધો અવાજ આવે પછી ફ્રેન્ડ્સ લોકો મસ્તી કરે એવું બધું થતું હતું એકબીજાને ટોર્ચર કરતાં અને ખૂબ એન્જોય કરી આ જર્ની આ જર્ની અમારી સ્ટાર્ટ થયા પછી અમે બરોડા પહોંચ્યા તો એ કોર્ડીનેટર જે હતા એ અમારા માટે ન્યુ હતા એટલે એ લોકોએ અમને સવારે સાડા ચાર વાગે અમને કોલ કર્યો કે તમે લોકો પહોંચી ગયા તો એના જોડે અમારો એવો બોન્ડ સારો હતો કે એ લોકો અમને લેવા આવ્યા પૂછ્યું અમે લોકો ત્યાં પહોંચ્યા અને અમને અમારી ડોરમેટ્રી સુધી ત્યાં એ લોકોએ અમને પહોંચાડ્યા અને અમને બધું જ ત્યાંનું એક્સપ્લેન કર્યું પછી તે ગયા એટલે અમે લોકો ડોરમેટ્રીએ આરામ કર્યો ખૂબ જ ફર્યા અને વડોદરા ગ્યાં તો ત્યાંના અમે બધા અલગ અલગ મોલ્સ જે છે એ ફર્યા હતા એમાંનો ઇનોરબીટ મોલ છે પછી ઈવા મોલ છે પછી સૂરજ છે એ બધા મોલ અમે અહીંયાના ફરેલા હતા અને નાઈટ હાઉસમાં પણ ગયેલા હતા ફ્રેન્ડસ જોડે ખૂબ એન્જોય કર્યો હતું રાત્રી બજારમાં જમવા ગયા હતા અને એક દિવસ તો મારી ડોરમેટરી પણ બંધ થઈ ગઈ હતી તો પછી અમે બહાર જ બધા રહી ગયા હતા બટ ફ્રેન્ડ્સ લોકો તો છે એનો સપોર્ટ હતો એનાથી અમે લોકો પહોંચી ગયા હતા અને ખૂબ એન્જોય કર્યું તેમ જ પછી અમારો જે લાસ્ટ ડે હતો ત્યારે અમારો કોન્સર્ટ હતો કોન્સર્ટ મારી લાઈફનો ફર્સ્ટ કોન્સર્ટ હતો એટલે એ માટે મારો મેમરેબલ બની ગયો અને જસલીન રોયલનો કોન્સર્ટ હતો ત્યારે એટલે કોન્સર્ટ એટલે શું ત્યારે મને ખબર પડે કે એટલું એન્જોય આપણે કોન્સર્ટમાં કરતા હોઈએ છે કેટલા નવા નવા વ્યક્તિઓને જોવા પછી ત્યાંનું બધું એન્જોય કરવું અને ખૂબ અમે લોકોએ રાડો પાડી ચીસો પાડી અને ખૂબ મજા આવી તેમજ ત્યાંના જે ગેમ હતી પછી ઇવેન્ટ સાથે એમાં અમે પાર્ટિસિપેટ થયા હતા ઘણા બધા સર્ટિફિકેટ્સ પણ મળ્યા હતા અને લાઇફમાં ફર્સ્ટ ટાઈમ હું બહાર ગઈ હતી તો મને ઘણો સારો એવો એક્સપીરીયન્સ પણ થયો અને ખૂબ એન્જોય કર્યુ બીજા દિવસે પણ અમે તરત રાત્રી બજાર જ જમવા ગયા હતા પણ અમે ઘણું અલગ અલગ ખાધું અને એમાં ત્યાંની મટકા બિરયાની જે છે એ પણ અમને બહુ સારી લાગે ત્યાં બધું કોન્ટીટીમાં બહુ વધારે મળે છે જમવાનું એટલે અમને લોકોને બહુ મજા આવી અને વડોદરા જે છે એ બહુ શાંત સીટી છે સંસ્કારી નગરી કહેવાય ત્યાંના આપણે ગલીઓમાં રખડતા હોય તો ત્યાંનાં કુતરા પણ ભસે નહીં એટલું શાંત સીટી છે એવું કહી શકાય ફ્રેન્ડસ લોકો તો એવું જ કહેતા કે અહીંયાના તો કુતરા પણ ભસતા નથી અમે લોકો અહીંયાથી ફરીએ છીએ આ તે અજાણ્યા લોકો હોય તો બાકી તો આપણે ડર લાગે બટ આ સિટીમાં જરા પણ ડર નથી લાગ્યો અને ટ્રાવેલિંગમાં પણ ખૂબ જ મજા આવી ખૂબ એન્જોય કર્યું અને ખૂબ જ મજા આવે આ હતી મારા ફર્સ્ટ ટ્રીપની વાત અને આ ખૂબ મારા માટે મેમરેબલ બનાવી છે એની માટે